અમે ઓર્ડર કર્યો છે ખાવાનું એ જે તમે મોકલો છો એની અંદર તમે સ્પેશ્યલી ખોરાક ગરમ રહે એ પ્રમાણે તમે એની અંદર સારું પ્લાસ્ટિક તથા સારી પોલીથીન બેગ જેથી ખોરાક લાંબો સમય સુધી ગરમ રાખી શકાય એ રીતે તમે આપો છેલ્લે તમે જ્યારે એક વખત મોકલેલું અમારા ઓર્ડર પ્રમાણે તે એનું પેકેજીંગ બહુ જ સારું ન હોવાથી એ ખોરાક ઘરે પહોંચતા સુધીમાં ઠંડુ થઈ ગયું હતું તો જે ખાવા માટે સેટિસફેક્ટરી એનું રિઝલ્ટ નથી મળતું તો પ્લીઝ તમે એ ખોરાકને સારી રીતે સારા ડબ્બામાં કે સારી કોથ કોથળીમાં પેક કરીને મોકલો જેથી ખોરાક વ્યવસ્થિત રીતે અમારા ત્યાં સુધી પહોંચી શકાય